અમારા મોરબી જિલ્લામાં અં ખાસ કરીને ખેતીવાડી તેમજ વધારે પડતું તો અમારે અહીંયા મોરબીમાં મોટાં કરાખાનાં છે જે વિલાયતી નળીયા આ બધું ચિનાઇ માટીનાં વાસણો એટલે અહીંયા તો રોજના પડકારો જ છે કે દરેકને સ સવારે ધંધે જવાનો ક્યારેક નોકરી માટે બસ એટલે દરેક દરેક રોજિંદા જીવનમાં તો સામાન્ય પડકારો રહેવાના જ છે કે અમારો મોરબી જિલ્લો જે સામાન્ય રીતે એ ભણેલો ગણેલો છે એ અં સારું એવું કમાઈ પણ શકે છે દરેક અને નેતાઓ પાસેથી તો મદદ એટલે કે સારા રોડ સારા રસ્તા ગામનો ગામ હોય તો ગામનો વિકાસ શહેર હોય શહેરનો વિકાસ માનો કે કોઇ શિક્ષણનો પ્રશ્ન છે દવાખાનાનો પ્રશ્ન છે કે ભાઈ જો નજીકમાં હૉસ્પિટલો સારી બને સારા રોડ બને સારી સગવડતા મળે વાહન વ્યવહાર સારો મળે એટલે દરેક જીવનની અંદર તો રોજિંદા કાર્યોમાં પડકારોનો સામનો કરવો જ પડે છે કે સવારે વહેલાં ઉઠો સવારે નોકરી જાઓ કે મજૂરી જાઓ કંઇપણ કરવું તો પડે જ છે ખેતી કરતા હોય તોય સવારે વહેલાં ઉઠીને જવું જ પડે ખેતર રોજનાં રોજ કંઇક ને કંઇક જીવનની અંદર પડકારોનો સામનો કરવો પડે છે અં જેમ કે સવારમાં ટાઇમસર નોકરી પહોંચવું છે પણ કા આકસ્મિક કારણો હોય વળી ટાઇમસર ન પહોંચ્યા તો ત્યાં પણ આપણે સામે ગયા તો ત્યાં પણ સાંભળવું પડે માનો ક ખેતીનાં કામમાં મજૂરીએ જવાનું હોય તો ત્યાં પણ આપણે ટાઇમસર ના પહોંચ્યા તો અ ત્યાં પણ સાંભળવું પડે બીજું કે હમણાં હમણાં વરસાદના કારણે કે જે અમુક તકલીફો પડે છે કે માનો કે મોરબી જિલ્લામાં અ રસ્તાઓ તૂટી ગયા હોય ટાઇમથી આપણે સામે પહોંચી ન શકતા હોઇએ એટલે કે આ બધાં કારણો માટે નેતાઓ પાસે આવી મદદ ઇચ્છીએ છીએ કે જે રોજિંદા જીવનમાં કે ભાઇ મોટા મોટા રોડો ઉપર ખાડા પડ્યા હોય ટાઇમથી આપણે પહોંચી ન શકીએ બાઇક લઇને ન પહોંચી શકીએ કે સ્કૂટી લઇને ન પહોંચી શકીએ એટલે આ બધા પડકારોનો સામનો મોરબી જિલ્લામાં રોજનો છે